હા મેં અભ્યાસક્રમ સિવાયની ઘણી બધી પ્રવૃત્તિમાં ભાગ લીધો છે સ્કૂલમાં જેમકે એન્યુઅલ ફંકશન હોય સ્કૂલમાં અરેન્જ કરેલું તો એમાં મેં ડાન્સ કોમ્પિટિશન પાર્ટ લીધેલો છે એના સિવાય રમતગમત છે અલગઅલગ રમતગમતમાં પણ પાર્ટીસિપેટ કરેલું છે મેં એમાં ભાગ લીધેલો છે અને સ્કૂલમાં ઘણા બધા એવા અલગ અલગ પ્રવુતિઓ થતી હોય છે જેમકે બાલસભા છે બાલસભામાં અલગ અલગ વિષયો ઉપર બોલવામાં આવે છે જેમકે દરોજ સવારના સમાચાર છે એના વિશે થોડાક શબ્દો બોલવામાં આવે છે કાંતો પછી નાટક કરવામાં આવે પણ છે અલગ અલગ વિષયો ઉપર અને એમાં ભાગ ભજવાના અલગ અલગ હોય છે એના સિવાય લેખન લેખન સ્પર્ધા પણ હોય છે અલગ અલગ વિષયો ઉપર હિન્દી વિષયની લેખન સ્પર્ધા ગુજરાતી લેખન સ્પર્ધા ઇંગ્લિશ લેખન સ્પર્ધા એના સિવાયની મહેંદી મહેંદી સ્પર્ધા પણ હોય રંગોળી સ્પર્ધા પણ હોય છે એ અલગ અલગ સ્પર્ધામાં મે પાર્ટ લીધેલો છે અને સ્કૂલમાં મને દોરા વર્ક પણ શિખાડવામાં આવેલું છે પછી અલગ અલગ આર્ટ એન્ડ ક્રાફ્ટ શિખાડવામાં આવે છે જેમાં મેં કઈ રીતે સિલાઈ કામ કરવું અલગ અલગ દોરાના ટાંકાઓ શીખેલા છે પછી ઘણુંબધું મેં શીખેલું છે અને એમાં ભાગ પણ લીધેલો છે અને જે અલગ સ્કૂલમાં અલગ અલગ કોમ્પિટિશન જે સ્પર્ધા હોય છે જે અલગ અલગ લેવલ ઉપર લઈ જવામાં આવે છે સ્ટેટ લેવલ છે સ્ટેટ લેવલ રાજ્ય લેવલ છે કે અલગ અલગ લેવલ જે એનું હોય એમાં પાર્ટીસપેટ કરવામાં આવે છે અને એના ઈનામો પણ આવે છે સિલ્વર બ્રોન્ઝ અલગ અલગ મેડલ છે યા તો કપ છે એ કાં તો પછી અલગઅલગ ગિફ્ટ દેવામાં આવે છે બસ આવી કેટલી બધી આના સિવાયની ઘણી બધી સ્પર્ધાઓ જે સ્કૂલમાં હોય છે યોગા ડે યોગા સ્પર્ધા પણ હોય છે જેમાં ખોખો અલગ અલગ રમતો જેમકે ખોખો કબડી સ્કેટિંગ ફૂટબોલ ક્રિકેટ સંગીત સ્પર્ધા ડાન્સ સ્પર્ધા આ અલગ અલગ ડ્રામા છે જે ડ્રામામાં શોર્ટ ફિલ્મ સ્કિટ આ બધી અલગ અલગ સ્પર્ધાઓ જે છેને આગળ સ્કૂલમાંથી ભાગ ભજવવામાં આવે છે અને એને અલગ આગળ વધારવામાં આવે છે જેનાથી આપણને સ્કૂલમાંથી અમુક છોકરાઓ મળે છે કે જે આમાં આ પારંગત છે કે નઈ એવા મને આપણને ખબર પડે છે જેને આગળ એ લોકોને એમાં પ્રોફેશનલ લેવલ પણ એને સિલેકટ કરવામાં આવે છે